ગુજરાતમાં પાળવામાં આવતા વિવિધ ધર્મો અને સામાજીક ન્યાયો અને અમુક જે વાતો છે જેના માટે થઈને આજે આપણે ઘણી બધી ચર્ચાઓ કરી જેમાંની એક વાત એમ છે કે આજે ગુજરાતની અંદર દરેકને એક સમાન અધિકારો આપવામાં આવે છે સમાન નજરે જોવામાં આવે છે ઊંચ નીચ નથી હોતી જાત પાત નથી હોતી આપણે આ બાબતે યાદ કરીએ તો ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે જ્યારે જે સિમ્બોલ ઓફ નૉલેજ કે જેમણે આપણા ઘણા બધા વસ્તુમાં એમણે પોતાનો ન્યાય આપ્યો છે પોતાનું અધિકારો વિશે જણાવ્યું છે જેમાં ઉચ્ચકોટીના લોકો અને એના સિવાય જે બીજા અસ્પૃશ્ય વાંધાઓ છે એ લોકો માટે થઈને પણ એમણે જે પ્રમાણે એમણે લડત લડી છે તેમના અધિકારો માટે થઈને તેમના ફરજો માટે થઈને તો એ આપણે યાદ કરીયે તો એક સમય એવો હતો કે જેમાં મંદિર પ્રવેશની અંદર પણ ઘણી બધી તકલીફ હતી જેમાં કાલારામ મંદિર પ્રવેશ આંદોલન જેમણે કર્યું હતું અને એના પછી એમના અસ્પૃશ્ય વાંધાઓ જ્યારે મંદિરની અંદર એમણે પ્રદોષ એમને પ્રવેશ કર્યો ચૌદાર તળાવનું એમનું આંદોલન કે જેમાં ચૌદાર તળાવનું પાણી પીવામાં જે હિન્દુ ધર્મના લોકો હતા એ જે પંડિતો અને બ્રાહ્મણો જે હતા એ લોકોને જ ખાલી એને પીવાની કે એને સ્પર્શ કરવાની એમને વાત હતી બીજા કોઈ પણ પ્રકારના અછુતો કે અસ્પૃશ્ય વાંધાઓને તેમનો ઉપયોગ કરવાની મનાઈ હતી તે એ સમય દરમિયાનમાં જયારે બાબા સાહેબે એમને લડત કરી અને દરેકને સમાન અધિકારો અપાવ્યા હતા ત્યારથી લઈને આજે અત્યારે જોઈએ છે તો એના પછી જે હિન્દુ કોડ બિલ પાસ કરવામાં આવ્યું હતું એ હિન્દુ કોડ બિલની અંદર પણ એવી જ કંઈક વાત હતી કે જેમાં મહિલાઓને પણ સમાન અધિકારો મળે તે પણ પતિની સંપત્તિની અંદર પત્નીનો પણ સમાન અધિકાર હોય તેઓ શિક્ષણ ક્ષેત્રે પણ આગળ વધી શકે તેઓ રાજકીય ક્ષેત્રમાં પણ આગળ વધી શકે ટૂંકમાં કહું તો જે દયનીય પરિસ્થિતિ અસ્પૃશ્ય બાંધાઓની હતી તેવી જ દયનીય પરિસ્થિતિ ભારતીય મહિલાઓની હતી અને આ જે હિન્દુ કોડ બિલ હતું એ તેમની મુક્તિ માટેનું હતું અને ત્યારબાદ જ્યારે આજે ગુજરાતની અંદર આપણે જોઈએ છે તો ઘણા બધા પ્રકારના આપણે જે સિચુએશન હતા એનાથી આપણે આજે સોલ્યૂશનમાં બહાર આવ્યા છીએ અને આજે મોદી સાહેબના નેતૃત્વમાં જ્યારે આપણે આજે ગુજરાતની અંદર વાત કરીએ તો આજે સ્ત્રીઓ પણ એક સુરક્ષિત છે અને દરેક વ્યક્તિને સમાન અધિકારો મળી રહ્યા છે દરેક વ્યક્તિને દેશના ગતિમાં દેશના વિકાસમાં તે પોતાનો પણ ફાળો મૂકી શકે છે ભજવી શકે છે અને દરેક અધિકારો સમાન રીતે કરવામાં આવે છે કોઈ સ્ત્રીને કે કોઈ પુરુષને કે કોઈ એવા ધર્મના લોકોને ઊંચ નીચ નથી હોતી જાત પાત નથી હોતી બૌદ્ધના વિચારોની સાથે આગળ ગુજરાત વધી રહ્યું છે અને દરેક ધર્મના લોકો દરેક પ્રકારના જે ફેસ્ટિવલ્સ જે તહેવારો નો ઉપયોગ કરતા હોય છે જે મનાવતા હોય છે અને એમાં આજે કોઈ પણ પ્રકારની ઊંચ નીચ કે જાત પાત કરવામાં આવતી નથી દરેકને સમાન અધિકારો સાથે દરેકને એક ખોળેથી ખોળે કો કે ખભેથી ખભે કો કે એ આજે ગુજરાતની અંદર જોવા મળી રહ્યું છે અને હું ગર્વની સાથે કહી શકું છું કે આજે ગુજરાતમાં હું એક સુકૂનની જે શ્વાસ લેવાની વાત છે એ હું કહી શકું છું રાતના બે વાગે કે ત્રણ વાગે પણ આજે રોડ રસ્તા પર સ્ત્રીઓ પોતે એકલી ફરી શકે છે તે પોતે પોતાનું સ્વરક્ષણ કરી શકે છે ત્યાં સુધીનું આજે ગુજરાતની અંદર એક સમાન અંતર કરવામાં આવ્યું છે અને આવા ગતિશીલ ગુજરાતની અંદર આજે સમાન અધિકારો અને દરેક ધર્મને ન્યાય આપવામાં આવ્યો છે તે બાબતે મને જણાવતા આનંદ થઈ રહ્યો છે